મારા વિસ્તારમાં આમ તો ઘણી બધી શાળાઓ છે જેમાં નામ કહીએ તો આઈ બી પટેલ સ્કૂલ છે વી સી પટેલ સ્કૂલ છે અહીંની શાળાઓનાં ભણતરમાં ગુણવત્તાથી સંતોષ તો ખાસો બધો છે કારણકે એ લોકોની ગુણવત્તા અને ભણવાની જે પદ્ધતિ છે રીત છે શિક્ષકો અનુભવી છે એ ઘણું જ સારું છે મોટા શહેરોની શાળાઓને પસંદ કરીએ છીએ કે નહીં એ ત્યાં જઈને જોઈએ ત્યારે ખબર પડે ખરેખર તો શાળાઓમાં આવી રીતની કોઈ ચકાસણી કે એવું હોવું ના જોઈએ એક બીજાની સાથે છતાં પણ મોટાં શહેરોની શાળાઓમાં કદાચ બીજી બધી ઈત્તર પ્રવૃતિઓમાં અવકાશ વધુ રહેતો હશે પણ જે અહીંની શાળાઓ છે તેમાં પણ ઈત્તર પ્રવૃત્તિઓને અને એ બધું ઘણું બધું સારું કરાવે છે